દરેક ચિત્રકારનું એક સપનું હોય છે કે તેની તેના ચિત્રનું પ્રદર્શન કોઈ વિશ્વની ટોપમાં ટોપ આર્ટ ગેલેરીમાં મૂકાય તેનું કારણ કે તેનું સ્વપ્ન એછે કે આ તેનું ચિત્ર બધાં જ બહુ પ્રસિદ્ધ થાય અને બધાં જોઈ શકે મારી ઈચ્છા જ જો હું કહું તો મારી ઈચ્છા એ છે કે પેરિસની લૂવત ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ અને લંડનની ટેક મોર્ડન ગેલેરી જે છે આર્ટ ગેલેરી ત્યાં મારા ચિત્રોનું પ્રદર્શન કરાય જે શક્ય તો નથી પણ આ ઈચ્છા છે મારી